આજે અમેઝોનમાંથી ફસ્ટ પ્રોડક્ટ બેગ મંગાવી હતી તે ખૂબ જ સારી હતી બેગની સાઈઝ પણ ખૂબ જ મોટી હતી બેગનો રંગ પણ જે બતાવ્યો હતો તે પ્રમાણે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જ હતો બેગ અંદરથી પણ ખૂબ જ સારી હતી વરસાદ પડે તો અંદરની ચોપડીઓ કે નોટો અંદરથી પલળે નહીં તે રીતનું મટીરીયલ પણ અંદર હતું અને હું ખૂબ જ ખુશ છું કે મને જે પ્રમાણેની બેગ મારે જોઈતી હતી તે પ્રમાણેની બેગ મને મળી ગઈ છે